હા બોલો બોલો હા બોલો બોલો હા ઓકે હા હા હવે તમારી જોડે બે લાખ રૂપિયા છે તો તમારે કેટલા ઇન્વેસ્ટ કરવા છે હં હં

ઓકે બરાબર છે હા તો જો તમારે લોંગ ટાઈમ માટે રાખવા હોય ને તો તમે કારણ કે ચાલો લાખ રૂપિયા છે તમારી સાથે તો વીસ હજાર રૂપિયા એક એચડીએફસીના શેરમાં નાખો બીજા વીસ હજાર રૂપિયા કોઈ એક સારી એવી કંપની હોય એમાં નાખો તો શું કે વીસ વીસ હજાર કરીને તમે અલગ અલગ કંપનીમાં નાખશો ને તો કેવું કે તમારે કોઇ બી એક ચાલો એક તમે એચડીએફસીમાં નાખ્યા હવે એચડીએફસી ડાઉન ગઈ તો તમે બધા પૈસા એચડીએફસીમાં નાખશો તો તમારા પૈસા માઇનસ જશે પણ જો તમે એ જ વસ્તુ તમે બીજી બધી બ્રાંચોમાં નાખશો તો ચાલો એક ડાઉન હશે તો એક પ્લસ હશે તો તમને એક એ પણ બેનિફિટ મળશે કે ના ભાઈ આપણે આ બાજુ લોસ ગયા છીએ તો આ બાજુ પ્લસમાં છીએ રાઇટ છે હા તો તમે જો લોંગ ટર્મ માટે વિચારતા હો ને તો તમે આ રીતના નાખી શકો છો અને બીજા લાખ રૂપિયાનો તમારો શું પ્લાનિંગ છે સોરી શું કીધું શું કીધું હા હા હા હા હા એ એ બધાનું કેવું હોય છે કે એ લોકાનું ઓવરઓલ ટ્રાનજેક્સન ને એ બધું થતું હોય છે ને જે એનો ઉપર હોય છે કે કારણ કે સમજો કે આજે એચડીએફસી બેન્ક છે બરાબર છે તો એનું ટ્રાનજેક્સન વધારે થતું હોય એ ઓવરઓલ ગણાય એવું નહીં કે ચાલો અમદાવાદમાં છો તમે કે ભાઈ બરોડા છો એ ઓવરઓલ જો સારું એવું જતું હોય તો એચડીએફસીના શેર અપ જશે તો એમાં તમને ફાયદો થશે ખ્યાલ આવ્યો હા અને તમે તમે તમને જેટલો ફાયદો થશે એટલા ચાલો તમે લાખ રૂપિયા રોક્યા હશે તો સામે એવું તમને રિટર્ન પણ મળશે બરાબર લાખ રૂપિયાના ચાલો આપણે દસ ટકા બી ગણીએ તોય દસ હજાર રૂપિયા તમને રિટર્ન મળી શકે છે હા હા એ એસઆઇપીમાં એ રીતના હોય છે કે તમે જો એકવાર પૈસા ઇન્વેસ્ટ કરો છો હવે તમે વરસ એક ભર્યા તમારે બાર હજારના વીસ હજાર થયા છે આઠ હજાર રૂપિયા પ્રોફિટમાં છો તમે તો તમે તો તમે ઉપરના આઠ હજાર રૂપિયા જો તમે ઉઠાવી લો છો ને તો તમારે એ બીજા બાર હજાર જે છે એ તમારા રહેશે જ અંદર અને આઠ હજાર જે છે એ ગમે ત્યારે ઉઠાવી શકો છો વીસ હજાર બી તમે ગમે ત્યારે ઉઠાવી શકો છો એટલે તમારે મિનિટનું તો કોઈ ચિંતા નથી ખ્યાલ આવ્યો હા એ ગમે ત્યારે તમે ઉઠાવી શકો છો

ઓકે ચાલો તો પછી આવો પછી મળીએ આપણે બરાબર યા યા સ્યોર સ્યોર